અમે જ્યારે પહેલાં ભણતા ત્યારે કે સ્વિમિંગ શીખવા માટે અમે કિનારામાં જતા હતા ત્યારે એકાએક પાણી ગળામાં આવી જવાથી અમે ત્યારે મને બહુ તકલીફ થઈ જતું ડૂબાવનું ત્યાં મારા મામાના છોકરાએ બચાવેલો પછી તો અમે ટાઈમે સ્વિમિંગમાં પ્રેક્ટિસ પડી જાય તો પછી અમે નેવીમાં જે ટ્રેનિંગ કરવા ગયા ત્યારે અમુક બધા સ્ટેટના જેટલા બી બધા આ અમદાવાદ છે એ બાજુના જે બધી આવે એ લોકોને તરતા આવડતું જ નથી તે એ લોકોને અમે ટ્રેનિંગ સ્વિમિંગની વધારે પડતા અમે શીખવતા કેમકે ત્યાં તો દરિયા જેવું નથી ત્યાં બધી સ્ટીમર આવ્યા જ કરે ને એટલે અમે એ લોકોને બહુ જ શીખવેલું અને તે વખતે કોઈ ફેમેલી ફરવા આવેલું બહારથી ત્યારે અમે તે ફેમેલીને ડૂબતાંમાં હોડી ઊંધી વળી જવામાં બોટ ત્યાં અમે બચાવેલાં ખરાં તે ટાઈમ હવે તો બધા અમે રિટાયર થઈ ગયા હવે તો સ્વિમિંગનું તો બોટ પેલું નહીં મળે હવે